મારા વિસ્તાર જો વાત કરું રાજકોટમાં તો હું જૂનું મોરબી રોડ જકાત નાકા સાઈડ ઈ સાઇડ મારે રહેવાનું ઈ સાઈડ આમ તો હું બાળપણથી વાત કરું તો ત્યારે એક શાળા હતી વિશ્વેસર વિદ્યાલય અને એના જે આચાર્ય હતા કલ્પેશ ભાઈ એમણે બીજી શાળા પછીથી ચાલુ કરી હતી અત્યારે આપણે જોવા જઈએ તો અત્યારે મારા વિસ્તારમાં તો ઘણી બધી શાળાઓ થઈ ગઈ છે જેમકે મુરલીધર છે ડીકે એજ્યુકેશન છે સેટેલાઈટ ચોકમાં એક શાળા છે ઈ ઉપરાંત સત્યમ સ્ટડી પોઈન્ટ છે પછી મુરલીધર વિદ્યાલય છે આરકે એ સ્કુલ છે ઇ ઝી પેલા બ્રિલિયન્ટ સ્ટડી પોઈન્ટ હતી એમાંજ હું ભણેલો વિશ્વેસર વિદ્યાલયમાં હું એકથી સાત ધોરણ સુંધી ભણેલો એમાંય શૈક્ષણિક પ્રવૃત્તિઓ બાબતે તો ટ્યુશન છે પછી કોઈ એકથી સાત ધોરણને લગતું તમામ શિક્ષણ આપવામાં આવતું અને તે પછીથી હું એમાંથી નીકળ્યો અને આરકે શૈક્ષણિક સ્કૂલ ઝી પેલા જ વિશ્વેસર વિદ્યાલય ઈ અહીં જે નથી ઈ અત્યારે ઈ સ્કુલ જ નથી ઈ બંધ થઈ ગઈ એની જગ્યાએ બિલ્ડિંગ ઊભું કરી દેવામાં આવ્યું છે બીજું તો એમાં મારો આઠથી દસ ધોરણ સુધીનો અભ્યાસ છે એમાં જે પેલા વિશ્વેસર વિદ્યાલયના આચાર્ય હતા એજ અત્યારે આરકે સ્ટડી પોઈન્ટ એ આરકે સ્કુલ એના જ આચાર્ય છે એટલે હું એની પાસેથી જ આમ તો ભણેલો એકથી દસ ધોરણ સુધી અને મારું પરિણામ ઠીક ઠીક મેં જેવું ધાર્યું હતું એવું જ સરસ આમ ઈ સાહેબે મને ટ્યુશન કરાવ્યું એક ટોટલ ગણિતના વિષયો હોય કે ગુજરાતી હોય મને જે કોઈ પણ થિયરીકલ વિષયો હોય ને ઈ મને વધુ ગમે જેમકે ગુજરાતી છે હિન્દી છે સંસ્કૃત છે પછી ઈંગ્લીશ છે આવા બધાં અને ગણિત બાબતે મને એટલું બધું આમ ગમે પણ શીખવું એમાં મેન્ટલી કંટાળો આવે એવું એટલે ઈ એના ટ્યુશન આમ તો મેં સાહેબ પાસેથી લીધેલાં અને અત્યારે તો ઘણીબધી સ્પર્ધાત્મક પ્રવૃતિઓ ચાલતી હોય સ્કુલમાં પ્રોજેક્ટ કરવાનું કે આતે જે કાંઈ પણ તહેવારો આવે એની ઉજવણી શિક્ષણ દિવસ હોય અને એ ઉપરાંત

અને એની સામેજ છે મુરલીધર સ્કુલ ઈ બેયનો જે ડ્રેસ છે પછી પરીક્ષા લેવાની અઠવાડીએ અઠવાડીએ જે રીત હોય આ બધી જે સ્કુલની વાત કરું એ પ્રાઇવેટ સ્કુલ્સ છે હું પ્રાઇવેટ સ્કુલે આમ તો કઈ શકીને સરકારી સરકારી સ્કુલ મેં અગિયાર બાર ધોરણ માસૂમ સ્કુલ જે રઈ શૈફી હાઇ સ્કુલ સાઈડ મેં કરેલું અને ઈ સ્કુલ એ સારી છે ઈ ઉપરાંત આજે જે આપણે આમ શિક્ષણ બાબતે જોવા જઈએ તો ટ્યુશનનું પ્રમાણ છેને વધતું જાય છે દરેક શેરીમાં મારી આસપાસ હું જોઉં તો શિક્ષણ શિક્ષણ તો ઈ કોઈપણ શાળામાં છોકરો લેતો હોય પણ ટ્યુશનની બાબત છેને એમાં વધારો જોવા મળે છે મને અને મેં જોકે છેને ટ્યુશન એટલું બધું લીધેલું નથી તો મારી રીતે જ મહેનત કરું જે કાઇપણ શીખવાની બાબત છે કે જાણવાની બાબત છે આપણી રીતે પહેલાં ટ્રાય કરી જોવી ઇ ઉપરાંત અત્યારે ઘણીબધી સ્કુલો જેમકે ધોળકિયા છે તો ધોળકિયા સ્કુલ અને દસમાનું બોર્ડનું પરિણામ છે ખાસ તો સ્ટુડન્ટ ઉપર એજ મહેનત કરવામાં આવે છે કે એ પરિણામ વધુમાં વધુ હારું લઈ હકે અને એની જે આંતરિક કસોટી કરવામાં આવતી હોય અઠવાળીએ હે કે પછી એની કોય વાર્ષિક પરીક્ષા હે અને એમાં ઘણીબધી પ્રવૃતિઓ છે જેમકે વાર્ષિક ઉત્સવ હોય કે પછી કોઈ તહેવાર આવતા હોય જન્માષ્ટમી ઉત્સવ છે ગરબાના આયોજનો છે કે ગણેશ ઉત્સવ છે બધી પ્રોજેક્ટની તૈયારીઓ કરવામાં આવતી હોય અને ખાસ તો શૈક્ષણિક બાબતે અલગ અલગ જે પુસ્તકો છે તો ઈ બધાંયને ધ્યાનમાં રાખીને છોકરો જે છે ઈ અલગ અલગ સબ્જેક્ટ માંથી અલગ અલગ વસ્તુઓનું જ્ઞાન મેળવતો હોય છે અને ઈ જ્ઞાન બાબતે જોકે આપણે કઈ કે દસમાંનું ધોરણનું પરિણામ છે પછી બારમાંનું જે પરિણામ છે હું જ્યારે બારમું પાસ કર્યું ત્યારે કોરોના વખત ચાલતો હતો અટલે આટલું બધું આમ કયો બારમું પાસ કર્યું એમાં મારે માત્ર કેટલા પાંત્રીસ પોઈન્ટ ચોરાણું એટલા ટકાવારીજ થઈ જોકે ઈ બઉ ઓછા કેવાય કારણ ઈ ઈ ટાઈમે કોરોના હતો એટલે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું એના કારણે એટલું બધું આપણે ભણી ન શક્યા કે એટલું બધું આપણે આમ ધ્યાન ન આપી શક્યા એમાં તૈયારીઓ કરતાં પણ ઈ સબ્જેક્ટને સમજી ન શકતા સાહેબો સાથે લેક્ચર્સ હોય ઈ ઓનલાઈન લેવાતાં એટલે આ એક ડિફરન્સ છે અત્યારે જોકે હારું થઈ ગયું છે બધી બાબતે શિક્ષણ બાબતે છોકરા ઉપર પૂરું ધ્યાન આપવામાં આવે છોકરાઓને કોઈ સબ્જેક્ટ ન શિખવાડાતો હોય અથવા તો એના કોઈ એવા ટીચર હોય કે જે એને ઘરે ટ્યુશન અપાવે કે ઘરે જે શિક્ષકનું ઓલું ટયુશનનું ચાલુ કરવામાં આવે અને ત્યાંજ છોકરાઓ સ્કુલો અને ટ્યુશને એબે એક જ સાથે કરવામાં આવ્યું છે જેમકે શિક્ષણ પણ ત્યાંજ લે ભણે ત્યાંજ અને ટ્યુશને પછી ત્યાંજ હોય શાળામાં જ એટલે એના કારણે પરિણામો બહેતર આવે છે